હવે જ્યારે જૂના ગુજરાતની રાંધણ કળા છે એવી રીતે ઘણી ખરી ટેકનોલોજી વાઈઝ એટલે કે ઘણાં ખરાં પદ્ધતિઓસર રાંધવું જોઈએ ઘણી શાકભાજી છે અ તો એક છે બાફીને વઘારીને ખાવા જોઈએ અલગ અલગ રાંધણ કળા પ્રમાણે અલગ અલગ બધા શાકભાજીઓ છે કેવી રીતે વઘાર જોઈએ ઘણા શાકભાજીઓ છે એ કૂકરમાં થાય છે કે કૂકરમાં જ વાર લાગતી હોય છે એ કૂકરમાં કરે છે ઘણાં ખરાં શાકભાજીઓને એવું છે લોયા ઉપર કરીએ છીએ એમ અલગ અલગ તકનિક છે એ રીતે રસોડામાં ઉપયોગ થાય છે એ રીતે બધા ગૃહિણીઓને ખબર જ હોય છે કે કેવી રીતે રસોઈ કરવી નાનપણથી જ બધા લોકોના જે એમ પોતાના માતા હોય છે બધું શીખડાવે છે એ પ્રમાણે બધી રાંધણ કળામાં જે સર્વશ્રેષ્ઠ થાય છે